એક નામચીન આપણા ઉદ્યોગપતિ જેમકે રતન ટાટા સાહેબે ટાટા કંપનીની શરૂઆત કરી હતી જેમાં કોઈ પણ મિડલ ક્લાસ વ્યક્તિ પણ અફોડેબલ પ્રાઈજ પર વ્હીકલ ખરીદી શકે છે તેમનાથી તેમણે બહુ દાન કર્યા છે પછી નેતાઓ જેમકે આપણા મોદી સાહેબે દેશમાં ટેકનોલોજી ખૂબ જ આગળ વધારી છે અને દેશને આગળ લાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કર્યા છે અને બિહારના આપળા મંત્રી જેમકે યોગી આદિત્ય નાથજીએ આયોધ્યા મંદિર બનાવ્યું છે તેના માટે ખૂબ જ લડ્યા છે તે અને બધા ને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે હિન્દુ ધર્મ તરફ અને તેમને બહુ જ આગળ વધાર્યું છે બિહારને અને ટેકનોલોજીને આખા દેશમાં બધાના નામ ઉપર યોગી આદિત્યનાથ અને મોદીજીનું નામ હોય છે